ગુજરાતીઓ ફરવાના શોખીન છે અને ફરવાની વાત આવે ત્યારે ગુજરાતમાં આવતા પર્યટકો માટે અસંખ્ય પર્યટન અને પિકનિક સ્થળો છે જે માત્ર ગુજરાતીઓને નહીં પણ પ્રવાસીઓને પણ આકર્ષે છે તે સામાન્ય દિવસો હોય કે રજાના દિવસો પર્યટકોની ભીડ જોવા મળે છે ગુજરાતની વનરાઈ સરોવરો ડેમ અને પુરાતન સ્થળો એવાં છે જે પર્યટકોને ખૂબ આકર્ષે છે કેટલાક સ્થળો એવાં છે જે મુલાકાતીઓને ટ્રેકિંગ માટે વધારે પસંદ હોય છે ઇડર પાસે આવેલા વિજયનગર પાસે ચારસો કિલોમીટરમાં પથરાયેલું પોળો ફોરેસ્ટ હરિયાળીથી છવાયેલું હોય છે અહીં આવતા મુલાકાતીઓને વન્ય પ્રાણીઓ જોવા મળે છે એ સાથે સાથે સદીઓ જૂના કિલ્લા અને મંદિરોનાં અવશેષો પણ આવેલાં છે જે જોઈને ખૂબ જ આનંદ આવે છે અને અહીં ઔષધિઓ પણ જોવા મળે છે માધવપુરને ગુજરાતનું સાન ફ્રાન્સિસ્કો પણ કહેવામાં આવે છે ત્યાં ખૂબ જ સુંદર બીચ છે જેનો આનંદ પ્રવાસીઓ લઈ શકે છે અહીંના દરિયામાં નાહવાનો લાહ્વો જ એક અલગ હોય છે અને જાંબુઘોડા અભયારણ્ય ટ્રેકિંગ માટે પર્યટકોને આકર્ષે છે અને કચ્છનો કાળો ડુંગર ચઢવો પણ એક સાહસથી ઓછું કામ નથી ટ્રેકિંગ માટે પર્યટકો ત્યાં જઈ શકે છે ઝાંઝરી ધોધમાંથી રચાતાં ઝરણા સરોવરમાં નાહવાનો લાહ્વો લેવો હોય એ આનંદની વાત છે પૂર્ણા સેન્ચુરીનાં સાપુતારા હિલ્સ ડાંગ ફેસ્ટિવલ અને નાનાં મોટાં ઝરણામાં ટ્રેકિંગ કરવું પણ ખૂબ જ સરસ અનુભવ આપે છે ગીરનાં જંગલોમાં ટ્રેકિંગ કરવું તુલસી શ્યામનાં ગરમ પાણીનાં કુંડમાં નાહવું ડુંગરો ચઢવા એ સાહસ સાથે ઉત્સાહ પ્રેરણાનું પ્રેરણાનું કામ છે અને જુનાગઢનો ગિરનાર પર્વત ચઢવો એ સાહસ વીરોનું કામ છે અહીં આવેલા પર્યટકો ગિરનાર ચઢીને ટ્રેકિંગનો આનંદ લઈ શકે છે અને તેની આસપાસ જે સુંદર નજારો હોય છે તે પણ માણી શકે છે સાપુતારામાં ટ્રેકિંગની સાથે સાથે પ્રવાસીઓ માટે અનેક એડવેન્ચર સ્પોટસ પણ મળી રહે છે અને જંગલમાં ટેન્ટ બાંધીને રહેવાની પણ ખૃૂબ જ મજા આવે છે